કે વાર્ષિક મેળાઓ અને જાત્રાઓ જે એના યોગ્ય તહેવારો અને જે એના યોગ્ય માસ હોય ત્યારે યોજવામાં આવતા હોય છે તો આપણે વાર્ષિક મેળાઓને યાત્રાઓની વાત કરીએ તે કે ભવનાથનો મેળો એ જ્યારે શિવરાત્રિ આવે છે ત્યારે ખાસ કરીને યોજવામાં આવે છે જ્યારે એ ભવનાથનું મંદિર આવેલું છે ત્યાં એક મૃગી કુંડ આવેલો છે એ મૃગી કુંડમાં છે ને જે એવું કહે છે કે ત્યાં છે ને શંકર ભગવાન ખુદ સ્નાન કરવામાં આવે છે અને તે દિવસે જે નાગા બાવા હોય એનો સરઘસ કાઢવામાં આવે છે અને એ સરઘસમાં તેઓ મૃગી કુંડમાં સ્નાન કરવામાં આવે છે જે સાચા સાધુ સંત હોય તે એ સ્નાન કરવા પડે છે ત્યારે એમાં એમાં ને એમાં એ સંતાઈ જાય છે અને જ્યારે બીજીવાર બીજાં વર્ષે જ્યારે શિવરાત્રિ આવે છે ત્યારે એ બહાર નીકળે છે અને જે ખોટા સાધુ સંતો જે સ્નાન કરવા પડે છે તેઓ પાછા બહાર નીકળી જાય છે આ છે એક ભવનાથની આખી સ્ટોરી અને પછી જોઈએ તો કે જ્યાં ગિરનાર જે એક પરિક્રમા તરીકે આપણને ઓળખે છે તે પરિક્રમાની શરૂઆત ક્યારે થાય છે તો કહે દેવ દિવાળીમાં દેવ દિવાળી પછી છે ને ભવનાથની પરિક્રમાની શરૂઆત થાય છે એ લગભગ આશરે હું સાત આઠ દિવસની હોય છે અને એ પરિક્રમામાં સતત જે પરિક્રમાનો એવો મહિમા છે કે એ રામ રામ ભગવાને પણ અહીંયા પરિક્રમા કરેલી છે એવું માનવામાં આવે છે એ અનુસંધાને લોકો એને ત્યાં પરિક્રમા કરતા હોય છે બીજું છે કે કેદારનાથ કે કેદારનાથમાં ની જાત્રા માનવામાં આવે છે કે જે છે કે ત્યાં શિયાળાના ચાર મહિના હોય એ બંધ કરવામાં આવે છે અને ચાર મહિને એ મંદિરને ખોલવામાં આવે છે છે કે જે આપણાં તીર્થ આપણી ચાર ધામની જાત્રાઓ એમાં જોઈએ તો કે ઉત્તરાખંડની ચાર ધામની જાત્રા જોઈએ તો ગંગોત્રી યમનોત્રી કેદારનાથ ને અમરનાથ આ એક ઉત્તરાખંડનાં ચાર ધામો છે અને જે આપણાં સમગ્ર સમગ્ર ચાર ધામમાં જોઈએ તો કહે ઉપર જોઈએ તો શું આવે કે કેદારનાથ આ બાજુ આપણે જોઈએ તો કે દ્વારકા આમ જાઈએ તો કે નીચે જગન્નાથપુરી અને આમ જાઈએ તો ઓડિશા એવી રીતનાં આપણાં ચાર ધામ છે કે એ આપણી ચાર ધામની જાત્રા માનવામાં આવે છે એવી જ રીતના કે માધવપુરનો મેળો કે માધવપુરનાં રાધા રાણી હતાં એટલે તે ત્યારે જે લગભગ જન્માષ્ટમીના સમયે માધવપુર ના મેળામાં જવામાં આવે છે કે અને એ માધવપુરની આખી સમગ્ર ઘટના હોય છે અને બીજી વાત કરીએ કે જાત્રાની વાત કરીએ કે જે કૃષ્ણ ભગવાન છે તો એને ભરવાડના ભાણેજ કહેવામાં આવતા હતા તો એ હોળીના સમયે એ હોળીના સમયે છે ને વધારે પડતાં ભરવાડ લોકો ભરવાડ સમાજ અને આહીર સમાજનાં લોકો છે ને વધારે પગપાળા પૂનમના દિવસે એટલે કે હોળીના દિવસે પહોંચે એવી રીતના તે પગપાળા જાત્રા કરે છે અને અત્યારે નજીકમાં આવી રહ્યો છે નવરાત્રિનો તહેવાર તો આપણે જોઈએ છીએ કે ઘણાં લોકો માતાના મઢ અંબાજી ગબ્બર એવી રીતના છે ને અત્યારે પગપાળા યાત્રાઓ શરૂ થઈ ગઈ જ છે અને આ પગપાળા યાત્રાઓમાં લોકો નાચતા કૂદતા અને ગરબાના સાથે એ જતા હોય છે આવી રીતના આપણે જોઈએ છે કે ચાર વર્ષે એ આપણે મેળો ભરાય છે ચાર વર્ષે જે મેળો ભરાય છે આપણે કે અલ્લાહાબાદમાં કે દેવ પ્રયાગમાં એવી રીતના જે અલ્લાહાબાદમાં નાસિકમાં એવી રીતના છે ને આપણે આ કુંભમેળો ભરાય છે એવી રીતના આ કુંભમેળમાં લગભગ સવા સો કરોડ કે એવી રીતનાં લોકો છે ને અહીંયા સ્નાન કરે છે અને બીજું એક છે કે ભાઇબીજ સ્નાન કરવા લોકો છે ને દૂર દૂરથી પણ ત્યાં જતાં હોય છે જે વાર્ષિક જાત્રાઓ અને મેળાઓ એ પોત પોતાના સમય દ્વારા એ યોજવામાં આવે છે અને અહીંયા આપણે જોઈએ જ છીએ કે રાજકોટમાં મેળાઓ જે નવરાત્રિના સમયગાળામાં એક બે મહિના સુધી ચાલતા હોય છે એમાં લોકો મોજ મસ્તી અને મેળાનું મનોવિજ્ઞાન જોઈને પણ ઘણા મેળાઓ જોવા મળે છે કે મારી બાળપણની યાદ જેવી જણાવું કે કે મેળાઓમાં કે નાના હોય ત્યારે આપણે મેળામાં જઈએ તો કહે નાના હોય તો ત્યારે ઓલા નાની નાની વિવિધ ચકરડીઓમાં બેસીએ કે ફજરમાં બેસીએ એવી રીતના એ આપણી યાદોને આ સંપૂર્ણ એક તાજી કરીએ તો આપણને એ આનંદ અને હર્ષ ને ઉલ્લાસ સાથે આપણને એ બાળપણ પણ પાછું યાદ આવતું હોય છે